હેલો જય જિનેન્દ્ર અરવિંદ ભાઈ હું તીર્થ વાત કરું છું તમે જે મને આધાર કાર્ડ માટે વાત કરી હતી તો મેં ડિજિલોકરથી મારું જે આધાર કાર્ડ હતું એ તમને ઈમેલ કરી દીધું છે અત્યારના હું બહાર ગામ હોવાથી તમને હાર્ડ કોપી નહીં મોકલી શકું તો તમે જો શક્ય હોય તો મારું જે ઈમેલ તમને મોકલ્યું છે એ પ્રિન્ટ કરીને તમે પોતાની જોડે રાખી શકો છો ઠીક છે અને એના સિવાય તમને કોઈ બીજી ફોર્મેટ કે વધારાની વિગતો જોઈએ તો મને ચોક્કસથી જણાવશો ઠીક છે ધન્યવાદ